હું મારા કોઈ જીવનમાં કોઈપણ શુભ પ્રસંગ કરવા પહેલાં મારા માતા પિતા અને ગુરૂના આશીર્વાદની અપેક્ષા રાખું અને એ બધા આશીર્વાદ લીધા પછી જ્યારે હું શુભ શરૂઆત કરું ત્યારે ગોર મહારાજ દ્વારા એની કેવી રીતે પૂજા કરવી વગેરેનું હું બધું ધ્યાન રાખું અને પછી પૂજા થ્યા પછી હું જ્યારે કાર્યક્રમ કોઈનો પ્રારંભ કરું એ વખતે મારે બે ચાર જણાની જે કંઈક રાય લેવી પડે એ હું એમની રાય લઈ લઉં અને પછી મારે કોઈક કેવી રીતે કરવું બે જણાંને પૂછી અને પછી હું આગળ એ રીતે પ્લાનિંગ કરી અને મને જેવી રીતે ઘરમાં બધાની વચ્ચે અમે ડિસ્કસ કરી લઈ કે ભાઈ આપણે આ વસ્તુ કરવું છે તો આગળ આપણે કેવી રીતે સારું કરી શકીએ એવી રીતે હું મારા આખા ફેમેલીને ઇનવોલ કરી અને પછી બધા સાથે મળી અને જે સ્ટેપ બાય સ્ટેપ આગળ જેમ જેમ મારું કામ થતું જાય તેમ તેમ નવા કામનું પ્લાનિંગ કરીએ માનો કે મારા ઘરમાં કંઈક લગ્ન પ્રસંગ હોય તો હું મારા વડીલોને પહેલાં જાણ કરું અને પછી જેના લગ્ન પ્રસંગમાં જે વસ્તુ જેના માટે લગ્ન કરવાના છે એને પાત્ર કેવું છે એના માટે એને પહેલાં પૂછું અને પછી ઘરના બધા કુટુંબીઓને જાણ કરી અને પછી મંદિરે જઈ આમ મહારાજની પ ગુરુજીના આશીર્વાદ લઈ અને આગળ જે કાંઈ કરવાનું છે તે રીતે અમે પ્લાનિંગ સાથે કરીએ અને એવી રીતે મારા જીવનમાં કંઈ પણ શુભ શરૂઆત કરવી હોય એટલે હું બધાને લઈને સાથે લઈને ચાલુ છું અને એનામાં મારે વિશેષ તો એકે જે પણ કંઈક કરવા આપણે જઈએ એ સારું થાય ભલે ઓછું થાય પણ સારું થાય એનું હું ખાસ ધ્યાન રાખું જેવી રીતે અમારા ઘરમાં કંઈક મારે મકાનની બી બનાવવાની જ્યારે મેં શરૂઆત કરેલી અને ત્યારે જાતે પહેલાં મેં દસ પંદર ઘર જોયાં અને કેવી રીતે આમાં આપણે એન્ટ્રી રાખવી કેવી રીતે પાર્કિંગ કરવું કે કેવી રીતે આપણે મંદિર બનાવવું એ કેવી રીતે છોકરાઓના માટે કંઈક વ્યવસ્થા કેવી રીતે કરવી એ બધું જ ધ્યાન રાખી અને એ રીતે અમે પ્લાનિંગ કરીએ આવી રીતે અમારા ઘરમાં કંઈપણ શુભ પ્રસંગ હોય તો હું ખાસ મારા ગુરૂને પ્રાયોરિટી આપું છું અને મારું ફેમિલી મારી હાથે જેવી રીતે ઇનવોલ્વ રહે વધારે પડતું હું એ લોકોને સાથે લેવાનો આગ્રહ રાખું છું